કાયદો અને વ્યવસ્થામાં સુધારો કરવા માટે મને લાગે છે કે પોલીસ તંત્રને વધુ સંબોધિત અને આધુનિક બનાવવા પર ભાર મૂકવો જોઈએ વધુ સારી ટ્રેનિંગ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમની ક્ષમતાઓમાં વધારો કરવો જોઈએ ન્યાય પ્રણાલીને પણ ઝડપી અને પારદર્શક બનાવવી જોઈએ જેથી ગુનેગાર એનો તરત જ સજા મળે અને ન્યાય માટે વાટ જોતાં લોકોને રાહત મળે ઊંચા ગુનાહિત દર માટે મુખ્ય કારણોમાંથી એક છે બે બેરોજગારી ગરીબી અને શૈક્ષણિક અભાવ આ કારણને સમાપ્ત કરવા માટે આપણે શિક્ષણ રોજગારીની તકો અને સમાનતાનો વિકાસ કરવો જોઈએ સમુદાયમાં નાગરિક જાગૃત અને સામાજિક એકતા વધારવી અને યુવાનોને સકારાત્મક દિશામાં આગળ ધપાવી અને ખૂબ જ મહત્વપૂર્ણ છે